આવા પ્રસંગમાં તો હું સૌ પ્રથમ તે જે તે વૅબસાઈટ છે તે વૅબસાઈટમાં જઈશ અને જે તે રૅસ્ટોરેન્ટ છે તેના વિષે હું સૌથી પહેલાં તો તેમાંથી કૉન્ટેક્ટ નંબર હૅલ્પલાઇન નંબર હશે ત્યાં હું તેમને કૉલ કરીશ અને જો તે રૅસ્ટોરન્ટ ખુલ્લી છે અને ત્યાં કયા કયા મેન્યૂ અથવા તો વાનગીઓ ત્યાં રૅડી છે તે માટે હું સૌથી પહેલાં વાત કરીશ કેમકે ત્યાંના કોઈ મૅનેજર સ્ટાફમાંથી ફોન ઉપાડશે તો હું તેમને સૌથી પહેલાં એ પૂછીશ કે આપને ત્યાં હાલમાં આવાં ટાઇમે જમવાનું ઉપલબ્ધ તો છે ને જો હા હશે તો હું ત્યાંથી મારી મનપસંદ આઈટમ મગાવાની કોશિશ કરીશ સૌથી પહેલાં તો હું તેમને જણાવીશ કે મને તમારા નંબર ગૂગલની અલગ અલગ વૅબસાઇટમાંથી મને મળ્યા અને મેં તમારો સંપર્ક કર્યો હવે મારે જે મને વસ્તુ જોઇએ છે જેમકે જે મને ખાવાની આઈટમ જોઇએ છે તેનાં વિશે હું પૂછીશ કે શું તમારી પાસે આ વસ્તુ ઉપલબ્ધ છે અને જો ઉપલબ્ધ હોય તો તમે તે મારો ઑર્ડર નોટ કરજો અને મને તે ઑર્ડર આપ આપના અનુકૂળ જો હોઈ શકે તો પૂરા ટાઇમ ઉપર અને જો અનુકૂળ હોય તો અનુકૂળ ટાઇમ ઉપર તમે મને તે મારો ખોરાક સૉરી કે જે મારે વસ્તુ છે જે મેં ઑર્ડર કરી છે તે મને મોકલી આપજો ઘણીવાર એવું પણ થતું હોય છે કે એ ઍપ્લિકેશનમાં રૉંગ નંબર આવી જતાં હોય છે તો સૌથી પહેલાં તો આપણે તે રૅસ્ટોરન્ટ તે જ છે સાચી જ છે તે માટે આપણે તપાસવાનું રહેશે અને પછી જે કંઈ પણ આપણે ઑર્ડર કર્યો છે તે ઑર્ડર માટે આપણે ઑર્ડર કરીને વેઇટ કરવાનું રહેશે ઘણીવાર એવું પણ થતું હોય છે વાર તહેવારનાં પણ તે રૅસ્ટોરન્ટ બંધ રહેતી હોય છે તો આપણે સૌથી પહેલાં તો તેમને એ જ પૂછવું પડશે કે શું આજે આ તહેવાર છે તો તમારી રૅસ્ટોરન્ટ ખુલ્લી તો છે ને જેથી કરીને આપણને તે બાબતમાં કોઈ પ્રૉબ્લેમ ન થાય અને આપણે તે બાબત ને ખૂબ જ સરળ રીતે આપણે જાણી શકીએ ઉદ્દેશ્ય મેઇન એ જ છે કે સૌથી પહેલાં કોઈપણ વસ્તુ એ સુધી પહોંચવા માટે આપણે તે વસ્તુને જાણી લેવી જોઈએ